મારા બાળપણમાં જ્યારે હું ગેમ રમતો ત્યારે ગેમ જેમકે ક્રિકેટ હતી ગીલ્લીદંડા હતા પછી એવી ઘણી બધી ગેમો હતી તો એ ગેમો અત્યારના સમય કરતાં પહેલાંના પહેલાંની જે ગેમું રમાતી એ ઘણી બધી એમાં વિવિધતા હતી અને તેમાં રમવાની પણ ખૂબ જ મજા આવતી જાણે અને અત્યારના સમયમાં ગેમમાં ખૂબ જ ડિજીટલ જેવી થઈ ગઈ છે અને પહેલાં જે ગેમ રમાતી ફિઝિકલ રીતે રમાતી અને જ્યારે આપણે ગેમ રમતા ત્યારે આપણને બોડીને બી ફિટ બનાવે અને આપણે એકસેસાઇઝ બી એમાં થઈ જતી એ ગેમમાં અને ઈ ગેમના નિયમો નિયમો બી ઘણા બધા જુદા જુદા હતા જેમકે આપણે ક્રિકેટ રમતા તો એમાં રન્સ કેવી રીતે લેવા અને કેવી રીતે આપણે રન્સને સિક્સ ફોર કેવી રીતે આપણે મેળવવા અને આપણને ઘણું બધું એમાંથી શીખવા મળતું એ ગેમ આપણને ખૂબ જ ઉપયોગમાં આવતી અને ફ્યુચરમાં બી એ ઉપયોગીમાં આવે છે અત્યારે આપણાં ગેમના નિયમો અને તેની વિવિધતાની વાત કરીએ તો તેની વિવિધતા ખૂબ જ આમ જુદી જુદી પ્રકારની હતી અને અત્યારના લોકો ડિઝિટલને ફોલો કરે છે કારણ કે પેલાની ગેમો અત્યારે લોકો ભૂલતા રહ્યા છે અને જ્યારે એ પહેલાંના સમયમાં નાના હતા ત્યારે ગેમ રમતા તો એ ખૂબ જ ઇંટ્રેસ્ટિંગ અને આપણને ખૂબ જ હેલ્પફૂલ બનતી ગેમ તો એ ગેમ રમવા માટે જુદા જુદા એના નિયમો હતા અને લોકોએ નિયમોને ફોલો કરીને રમતા જેમકે ખોખો છે કબડ્ડી છે તો આમ અલગ અલગ પ્રકારના નિયમો આવતા અને ઈ ગેમ રમવાની ખૂબ જ મજા આવતી અને અત્યારના લોકો એ ગેમને ભૂલતા ભૂલતા જાય છે